તમારે કઈ રીતે યોજના જોઈએ છે એ વિશે પણ હું તમને જણાવી શકું તમારે ઓછું પ્રીમિયમ આવે અને તમને વધારે લાભ મળે એ માટે હું બે બેસ્ટ ટ્રાય કરીશ તમને હું તેને માટે જણાવી દઉં છું તમારે પ્રીમિયમ બત્રીસો રૂપિયા ભરવું હોય એના માટે તમારે પાંચ લાખનો વીમો કવર થશે તમારો અને તમને એના માટે બેસ્ટ બેસ્ટ છે તમારા માટે તમારા ફેમિલી પણ કવર થઇ જશે એમાં તમારા બે ચિલ્ડ્રન અને તમારી વાઈફ પણ તમારે એમાં સાથે આવી જશે તો તમારે એ પણ ચૂસ કરી શકાય